હલો હલો હા વિદ્યાનગરથી હું ટેલર બોલું છું શું કામ હતું તમારે હા બોલો બરાબર કેટલા સ્ટુડન્ટ છે ત્યાં બરાબર તો મતલબ કયા ધોરણમાં ભણે છે એમને બરાબર તો પછી એમાંથી છોકરીઓ કેટલી છે અને છોકરા કેટલા છે બરાબર તો પછી તમારે કેવો કલરમાં યુનિફોમ જોઈએ છે ગ્રીન કલરમાં બરાબર તો પછી તમે કાપડ તમારું આપશો કે અહીંથી તમારે જોઇશે બરાબર તો પછી તમારે ક્યારે મતલબ હોય છો ફ્રી તો અમે માપ લેવાં આવી શકીએ હા તો હું આવી શકું છું હા થઈ જશે એમ તો બટ એનો એકસ્ટ્રા ચાર્જ લાગશે મતલબ વન પર્સનના પચાસ રૂપિયા જેવું કેમકે આટલા બધા સ્ટુડન્ટનું દસ દિવસમાં તો કઈ રીતનાં થઈ શકે હા તો હું આવી જઈશ તમારે બધા મતલબ બધા કાપડ તમારે સ્પોર્ટ્સમાં જે હોય એ જ તે હા એટલે સારી ક્વૉલિટીનું જ અહીંયા યુસ થાય છે મેડમ પણ તો બી ટોટલ તો હું કાલે જોઉં કેટલા સ્ટુડન્ટ છે પછી એમના મતલબ કોઈ નાનું હોય ફિફ્થ સ્ટાન્ડર્ડમાં હોય તો એના અલગ ચાર્જ હોય ટેંથ સ્ટેન્ડર્ડમાં હોય બચ્ચું તો એના અલગ ચાર્જિસ હોય એટલા માટે તમને ત્યાં આવીને હું કહી શકું તમને ટોટલ કેમકે જોયા વગર તો કઈ રીતના તમને ટોટલ કહી શકું હા ટાઈમે તો થઈ જશે વાંધો નહીં આવે એનો તો અમે કરેલું છે ના એમ તો કોઈ ઈશુ નહીં થાય બટ તો બી કોઈ લેટ એવું કંઈ થશે તો તમને ઇન્ફોમ કરવામાં આવી જશે હમ અને હા સ્કૂલ જોઈ છે ઓલી ડીવીએસ ને ડીપીએસ ને હા સારું ત્યાં આવી જઈશું અમે ત્યાં બધા મતલબ તમે એક બધા અસેમ્બલીમાં ભેગા કરજો બચ્ચાને પછી અમે એકસાથે જ બધાનું માપ લઈ લઈશું હા એટલે કાલે પછી કોઈ રજા ના પાડે કેમકે પછી અમારે એક સ્ટુડન્ટ કે બે સ્ટુડન્ટ માટે બીજી વાર માપ લેવા આવી શકવું પડે એવી કંઇ થાય એટલે તમે સ્ટ્રીકલી કહી દેજો વાંધો નહીં ને હા તો વાંધો નહીં આવી જઇશું અમે બરાબર બીજું કંઇ હોય તો હા અને અમારે આ શોપ પર છે ને સ્પોટ્સ સૂઝ બી અવેલેબલ છે મતલબ અમે રાખીએ છીએ તો તમારે જોઈતા હોય તો

સારું તો વાંધો નહીં સારું થેન્ક યુ